હા ગુજરાતમાં તકનિકી ક્ષેત્રે ઉભરતી તકનિકો અને વલણોનો લાભ ઘણી બધી રીતે લેવાય છે જેમકે આજ કાલ તમે જુઓ તો જે ઈલેક્ટ્રિક બાઈક અથવા તો સ્કૂટર જે ચલણમાં આવે છે તે પણ ગુજરાતની પ્રજા અથવા તો ગુજરાતના વિદ્યાર્થીઓ તેનો ખાસો એવો ઉપયોગ કરે છે બીજું જોવા જઈએ તો આપણે ઉપર સોલાર રૂફટોપ યોજના જે ગવર્મેન્ટ સરકાર લાવી રહી છે તેનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરીએ છીએ ગુજરાતની પ્રજા તેને પણ અપનાવી પણ રહી છે અને આવી ઘણી બધી બીજી ટેકનિકો છે તકનીકી ક્ષેત્રમાં ઉભરાતી જે તકો છે જેને ગુજરાતની જનતા અપનાવી રહી છે